હેલો ઓલા કેબના મેનેજર વાત કરો છો હું કેયા બેન પટેલ વાત કરું છું તમારી ટેક્સી નંબર જી જે શૂન્ય સાત એ એફ બે બે પાંચ શૂન્યમાં મેં હમણાં સફર કરી મારે નડીયાદથી અમદાવાદ રેલવે સ્ટેશને આવવાનું હતું હવે સર થયું કેવું છે કે મારી ટ્રેન અગિયાર પંદરની હતી ને તમારા ટેક્સીનો ડ્રાઈવર મોઈનભાઈ મને લેવા માટે દસ વાગ્યે આવ્યા મેં એમને નવનો ટાઈમ આપ્યો હતો પણ એ દસ વાગ્યા આવ્યા અને એમના મોડા આવવાના કારણે મારી ટ્રેન છૂટી ગઈ છે હવે આ ભાઈ મારા પાસે પૈસા માંગે છે તમે જ કહો હું શાના પૈસા આપું એક તો મારે જયપુર જવ પહોંચવાનું હતું એ ટ્રેન જતી રહી એનું નુકસાન અને હવે ટેશન પર મારે શું કરવું પાછા આ મને ટેશન પૈસા માંગીને હેરાન કરે છે તમે એને સમજાવીદો કે હું આના પૈસા નહીં આપું અને મને પાછી નડીયાદ મૂકી આવવાનું કહો બાકી તો હું તમારી કંપનીની ફરિયાદ પોલીસ ટેશનમાં કરી દઈશ